ભારતની શિક્ષણ વ્યવસ્થામાં જો જોવામાં આવે તો આપણી શિક્ષણ વ્યવસ્થા આપણે પોતે સુસંસ્કૃત વ્યક્તિઓ જ હતાં પરંતુ એ સુસંસ્કૃત વ્યક્તિઓ ઘણાં વર્ષોથી ગુરુકુળો ચલાવતાં હતાં ઋષિમુનિઓ ગુરુકુળો ચલાવીને એ વિદ્યાર્થીઓને બધી રીતે તૈયાર કરેલા ખેતી કામનાં વિદ્યાર્થી લડાઈ માટેનાં ક્ષત્રિયો આપણે કર્મકાંડ માટે બ્રાહ્મણો અને એ શિક્ષણ વ્યવસ્થા બ્રિટિસ ગવર્મેન્ટ અને મોગલ સલ્તનત આવતાં એ શિક્ષણ આખી વ્યવસ્થા બદલાઈ ગઈ અને એની અંદર બ્રિટિસ ગવર્મેન્ટે પોતાની શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી ને વિદ્યાર્થીઓને ખાલી ક્લાર્ક અધિકારી ન બને પરંતુ ક્લાર્ક બને એ ક્લાર્ક એમની સેવા કરે એ સેવા માટે એમણે જે શિક્ષણ વ્યવસ્થા બદલી એની અંદર સાઠથી સિત્તેરનાં દાયકાની અંદરના જેમ અમે અમે ભણ્યાં તેની અંદર અમે પોતે આ અનુભવ્યું કે શિક્ષણ એવું હોવું જોઈએ એવી ઇન્ટરનેશનલ શિક્ષણ હોવું જોઈએ કે વખતે એ સમયની અંદર તક્ષશિલા ને નાલંદા જેવી વિદ્યાલયો વિદ્યાલયો હતી કે જેની અંદર દુનિયાનાં દેશનાં વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા નાલંદા ખાતે અને તક્ષ શિલા ખાતે ચાઇનાનાં યુએન્સન જેવો વિદ્યાર્થી જો આપણા દેશની અંદર આવી ને ભણ્યો હોય એ નાલંદાને મોગલ સલ્તનતનાં બાદશાહોએ સળગાવી અને લાખો પુસ્તકો જે હતાં એ પુસ્તકોનો વિનાશ કરી કાઢ્યો કેટલાંક પુસ્તકો બ્રિટિશરો પોતે લઈ ગયા અને એની ઉપરથી જો જોવામાં આવે તો એ પુસ્તકો ઉપરથી એમણે બધી શોધખોળો કરી અને વિમાનો આ આગબોટો રેલગાડીઓ એ બધું શિક્ષણ આપણાં ધાર્મિક શાસ્ત્રોમાં બતાવેલું ઋષિમુનિઓએ બતાવેલું ભારતમાં જ ઋષિ જે હતા તેમણે વિમાનની શોધ શિક્ષણ આપેલુ અગસ્ત્ય મુનિ વશિષ્ઠ મુનિએ બધા પોત પોતાનાં જે પારંગત હતા એ વસ્તુનું શિક્ષણ ગુરુકુળોમાં અપાતું અત્યારનાં તબક્કે તો કોઈ એ શિક્ષણ છે જ નહીં એ શિક્ષણ ગયાં પછી પણ આને આઝાદી મળ્યાં બાદ સાંસ્કૃતિક શિક્ષણ હિંદુઓને આપવાનું બંધ કરી દીધું પરંતુ બીજા ધર્મનાં લોકોને એમનું શિક્ષણ મળે એ માટે શાળાઓ ચાલું કરી એમનાં ટીચરોને સરકાર તરફથી પગાર આપવામાં આવ્યો જયારે આપણાં સાંસ્કૃતિક સંસ્કૃતનાં કે જે કોઈ આપણાં ટીચરો હતાં તે સમયનાં તો સંસ્કૃતની આખી પાઠશાળાઓ જે ચાલતી હતી એ પાઠશાળાઓ સદંતર આજનાં તબક્કે બંધ છે જેથી કરી ને વ્યક્તિ પોતે સંસ્કૃતનું બિલકુલ જ્ઞાન ધરાવતો નથી અત્યારનાં બાળકો આપણી સંસ્કૃતિને ટોટલી ભૂલી ગયાં છે અને એ સંસ્કૃતિમાં જો બાળકોને એમ કહેવામાં આવે કે ભાઈ તું સવારનાં પહોરની અંદર મહાદેવનાં મંદિરે જઈ ને પાણીનો લોટો ચઢાવી આવ તો એ જવા રાજી નથી કારણકે બાળક જ નવ દસ વાગ્યાં વગર ઉઠવાં રાજી નથી કે માં બાપ પોતે પણ નવ દસ આઠ સાડા આઠ નવ લગીન ઉઠતાં નથી જેથી કરી ને એમનાં બાળકો પર એ જ અસર આવે છે અમે અમારાં સમયમાં અમે છ વાગે પાંચ વાગે ઊઠી ને અખાડે જઈ ને અમારી તંદુરસ્તીનું ધ્યાન રાખતાં હતાં આજનાં તબક્કે કોઈ તંદુરસ્તીનું ધ્યાન રાખવાં રાજી નથી શિક્ષણ પદ્ધતિમાં ઘણા બદલાવો આવ્યા છે મોદી સાહેબ આવ્યા પછી શિક્ષણને ઘણું આગળ લઈ ગયા છે પરંતુ એ શિક્ષણની અંદર જો જોઈએ તો અત્યારનાં તબક્કે એ શિક્ષણ ઘણું આગળ છે અને ખરેખર જો જોઈએ તો બાળકને અત્યારે શિક્ષણ જે આપવામાં આવે છે એની એનાં મગજ કરતાં એનાં ઉપર એનાં ચોપડાઓનું અને નોટબુકઓનું ભારણ વધારે હોય કે જે દફ્તરો લઈ ને જાય છે તો બાળકની પીઠ બેન્ડ વળી જતી હોય એમ બેન્ડ વળેલો કોઈ ઘરડો માણસ જતો હોય એ રીતનો દૃશ્ય દેખાય છે બાળકો પર આટલું બધું જો શિક્ષણનું ભારણ હોય તો એ બાળક રમતો પણ નથી અને સ્કૂલેથી આવી ને ટ્યુશન જાય આવી ને સૂઈ જાય અને પછી એ થાકેલો આખો દિવસ થાકેલો માણસ વ્યક્તિ શું કરે ને નાનું બાળક આજે આઠ થી દસ વર્ષ બાર વર્ષ કે પંદર વર્ષ બારમા ધોરણ સુધી ભણતું બાળક હોય તો તે કઈ રીતે પોતાનો અભ્યાસ પણ કરી શકે એનાં એનાં એનાં એનાં શરીરનાં અવાયા હોવ કામ ન કરે આ શિક્ષણ પદ્ધતિ ખરેખર બદલવાં જેવી છે અને એ શિક્ષણ પદ્ધતિની અંદર જો જોઈએ તો અમે જે સમયમાં ભણતા હતાં તો ચાર નોટ બુક લઈ ને જતાં હતાં અને ચાર નોટ બુક લઈ ને આવતાં હતાં એમાં કોઈ વધારે પડતું કશું જ હોતું નથી આજની તારીખે તો બાર બાર વિષયો હોય બાર વિષયોનાં બાર પેપર હોય અને બાર પેપરોનાં બાર નોટ બુક હોય એ એ બધું કેટલું ભારણ વધારા છે એ ખરેખર આપણાં રાજ્યનાં દેશનાં કામ રાજ્ય કરતાં હોય એ જોવું જોઈએ એમાં સુધારા કરવા જોઈએ અને એ સુધારા કરવાથી બાળકની ઉપર સાંસ્કૃતિક અસરો પણ આવશે અને અત્યારે જે એક એક એક સ્લોગન ચાલી રહ્યું છે કે બેટી પઢાઓ બેટી બચાવો પરંતુ એ જો જોઈએ તો અત્યારે એ બેટી બચાવવાની વાત તો બાજું પર રહી બેટી પઢાવવાની વાત છે બેટી બહુ બેટીઓ પઢે છે પણ ખરી ઘણી સ્ત્રીઓ પુરુષો કરતાં ઘણું બધું ભણેલી છે પરંતુ એ એમને પોતાને આમ જો જોઈએ તો પુરુષો જે ભણતા નથી કે લોકો પોતે અન્ય માર્ગો પર વળી જાય છે જેવા કે ડ્રગ્સ લેવો રખડપાટ કરો અને પોતે પોતાનું જીવન બરબાદ કરી કાઢે છે એટલે ખરેખર શિક્ષણની અંદર તો જોઈએ તો પુરુષોને પણ એટલો અને આજે સરકાર બેટીઓને મફત શિક્ષણ આપે છે બાળકોને પુરુષોને જે શિક્ષણ આપે એની ફીઓ આજે બે બાળક હોય તો બે બાળક માં બાપ એ બે બાળકને ભણાવતાં બેટી હોય બે બેટી હોય તો મફત શિક્ષણની અંદર એ ભણી જાય જ્યારે બે બે પુત્ર હોય તો એ બે પુત્રનું ભણતાં ભણતાં એમનું શિક્ષણ પૂરું થતાં સુધીમાં ઓછામાં ઓછાં દસથી વિસ લાખ રૂપિયા એમને જો બગાડે તો એ શિક્ષણ એનું ઉગે પરંતુ અત્યારે આ તબક્કો એવો છે મધ્યમ વર્ગ માટે કે જે પોતાનાં બાળકોને ભણાવવાં માટેની વિચારો કરે લોકોની કનેથી હાયર લોનો લઈ ને ભણાવે છે ઘણી વખતે ઊંચા વ્યાજે પૈસા લાવી ને એ કરે છે કે જેથી કરીને માં બાપને પણ પોતે ટેન્શનમાં રહેતાં હોય છે અને બાળક પણ ટેન્શનમાં રહે છે એ એ વસ્તુ ફીઓની ધોરણ જો જોઈએ તો ઓછું કરવું જોઈએ ફીઓ આજે મુન્સફી પ્રમાણે પ્રાઇવેટ સ્કૂલો ઊભી કરી ને અને મુનસફી પ્રમાણે ફીઓ ઉઘરાવીને વ્યક્તિઓને એટલાં બધાં ટેન્શનમાં નાખ્યાં છે કે જેની કોઈક હદ જ નથી આજે મેડિકલ જેવી લાઇનની અંદર જે જોવામાં આવે તો બાળકને કોઈ સ્ટુડન્ટ હોય મેડિકલનો તો એ મેડિકલનાં સ્ટુડન્ટને એક કરોડ રૂપિયા જેવો ખર્ચ આવે હવે એ ખર્ચ એ વ્યક્તિ બેર કરી શકે કે નહીં એ પણ વિચારવાનું છે જેથી કરી ને મધ્યમ વર્ગનાં બાળક એન્જિનિયર મેડિકલ જેવી લાઈનો પકડી નથી શકતો એની ટકાવારીઓ ઉંચી હોય છે ઉંચી ટકાવારીનાં કારણે પેલો પેલી વ્યક્તિ ઓછી ટકાવારી વ્યક્તિઓ અંદર આવી જાય છે અને ઉંચી ટકાવારી વ્યક્તિઓ બહાર રહી જાય કે જેને પછી એક ક્લેરિકલ તરીકેની નોકરી સ્વીકારવાં માટેનું જ ભણતર લેવું પડે છે